એના માટે તમે જે જગ્યા પર શીખ્યા હોય એના માટેનું જો સર્ટિફિકેટ હોય તમારા પાસે ગવર્નમેંટ પાસે શીખ્યા હોય અમારે કઈ જગ્યા પર દુકાન ખોલવી છે શું કરવું શું આગળ તમારી અ પાસે કોઈ વ્યક્તિ કામ કરી ગયા છે તમારા પાસે કેટલા વર્ષનો અનુભવ છે આ બધી વસ્તુઓના જે ડોક્યુમેન્ટ છે તમારે જમા કરવાના હોય છે

એના માટે તમારે પહેલાં તો જે તમે શીખ્યા છો જે બ્યુટી પાર્લરનો કોર્સ તમે કર્યો છે એ કઈ જગ્યા પર કર્યો છે એનું તમારા પાસે સર્ટિફિકેટ હોવું હોવું જોઈએ ઓરિજનલ અથવા બીજું તો એક કે તમે કઈ જગ્યા પર એ બિજનેસ સ્ટાર્ટ કરવા માંગો છો તમારા પાસે કેટલો અનુભવ છે એના તમારા પાસે ડોક્યુમેન્ટ હોવા જોઈએ તમે જે જગ્યા પર દુકાન ખોલો છો એ જગ્યા પર તમારી સાથે કોણ કામ કરી રહ્યું છે તમારો અનુભવ શું છે એ બધા તમારા પાસે ડોક્યુમેન્ટ્સ હોવા જોઈએ

સૌપ્રથમ તમને સરકાર દ્વારા એક લાખ પચાસ હજાર સુધીની સહાય મળશે પછી તમને હપ્તામાં એ રકમ આપવામાં આવશે હા તમને સરકાર દ્વારા એ મદદ પૂરી પાડવામાં આવશે એ રીતે તમે બ્યુટી પાર્લરનો નવો બિઝનેસ સ્ટાર્ટ કરવા માંગો છો એના માટે તમારા જે ડોક્યુમેન્ટ છે આધાર કાર્ડ છે તમારું જે બ્યુટી પાર્લરનું સર્ટિફિકેટ હોય અનુભવ તમારે કેટલા વર્ષથી તમે કોઈ જગ્યા પર કામ કરી રહ્યા છો આ બધા જે ડોક્યુમેન્ટો હોય એની તમારે નકલ જમા કરાવવી પડશે અને ઓરિજનલ પણ આપવા પડશે અને અમારો એક વ્યક્તિ આવશે કે જે તમારી જગ્યા પર આવીને તમારી અ જે દુકાન હોય જેના ફોટા પાડશે એની માહિતી મેળવશે ઓકે ઓકે